મેમ તમે સ્કૂલમાંથી મેમ બોલો છો હા મેમ મારુ જે બાળક છે એ હરરોજ શાળામાં આવે છે મેમ હું એને સમજાવાનું ટ્રાય કરીશ પણ એને વધારે એક્ટીવીટીમાં રસ નહી પડતો એટલે એ નહી લે છે પણ હું એને હરરોજ ઘેરે સમજાવું છું કે તું અલગ અલગ એક્ટીવીટીમાં ભાગ લે અને આગડી વધ અને બીજી કોઈ કમી હા મેમ બોલો મેમ એ ઘેરે પણ આખો દિવસ ફોનમાં લાગી રહે છે એટલે એ શાંત થઈ ગયો છે પણ એને હવે હું ટાઇમ ટુ ટાઇમ જ ફોન આપું છું અને એને વધારે પૂરતું હોમવર્ક કરવા કહું છું અને એને એવુ કહું છું કે તું સ્કૂલમાં સોસાયટીમાં અને બીજા લેવલના ફ્રેન્ડ હાટુ તું વાત ચિત કર એને હુ હવે સારી રીતનાં સમજાવીશ હા મેમ હું ટ્રાય કરી રહી છું અને જરાક દિવસમાં એ સુધરી પણ જશે તમને બીજી વખત આ શિકાયતનો મોકો નહી આપીશ મેમ હા મેમ હુ ટ્રાય કરું છું એક બે હપ્તામાં તેમા પરિવર્તન દેખાશે તમને હું ટ્રાય કરીશ તેને ફોન ઓછો એને બીજા વિદ્યાર્થી મિત્રો સાથે ભણવાનું રમવાનું એ બધું હું ટ્રાય કરાવીશ સાંજે એને મી ગ્રાઉંડ પર લઈ જઈશ તે બીજા છોકરાઓ સાથે રમશે ફ્રેન્ડશિપ કરશે એવી એના ધીમે ધીમે શાળામાં પણ ટેવ પડી જશે હા મેમ હા મેમ હા મેમ અને સ્કૂલમાં કોઈ જાતના મસ્તી તો નહી કરે કોઈ રુલ્સ તો નહી ખોરવે હા રુલ્સ ફોલો કરે છે હા મેમ થેન્કયૂ